હલો ઓકે મને છે ને બરોડા જવું છે બે દિવસ પછી તો અને અમે દસ જણા છીએ તો આપણે સીટ્સ અવેલેબલ છે હં હં હં હમ હમ હમ

જી જી જી જી અમારે બસથી જવું છે

હં હં હં ઓકે તો ઓકે જી ના અમે લોકો દસ જણા છીએ પણ પણ અમારે લોકોને પર્સનલ બસ નથી કરવી અમે લોકો મહાસાગરની જે સ્લીપર બસ આવે છે એમાં તમે અમને કન્ફોર્મ ટિકિટ કરવી દો તો ચાલશે હા

ઓકે

ના અમારે રાત્રે છે ને અગિયાર વાગ્યે જવું છે ઓકે અને બને તો અમને એસીમાં જ જવું છે એટલે

ઓકે ઠીક છે ઓકે ઓકે અને ઓકે અને સીટ્સ ને બધું વ્યવસ્થિત હશે ને બસ ઓકે ઓકે અને અમારે ત્રણ ચાર જણા છે ને એજેડ છે એટલે થોડીક એની સીટ્સ છે ને નીચે આવી રીતની ટ્રાય કરજો હા જી જી ઓકે ઓકે ઓકે ઠીક છે તો હું તમને છે ને કન્ફોર્મ પાછો કાલે કોલ કરીને ફાઈનલ હં હં હં ઓકે

જી જી હા હા ઓકે ઓકે ઠીક છે તો હું ફાઈનલ તમને અડધી કલાકમાં પાછો કોલ કરું છું હોં ટિકિટ માટે ઠીક છે ઓકે થેંક્યું